શિક્ષણ વ્યવસ્થા વિષે મારા કેટલાક વિચારો રજૂ કરી રહ્યો છું ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના શબ્દો છે કે શિક્ષા વો શેરની કા દૂધ હૈ જો પીએગા વો દહાડેગા એટલે કે જે વ્યક્તિ શિક્ષણ મેળવે છે તે બધુંજ મેળવે છે શિક્ષણ મેળવે છે મતલબ જ્ઞાન મેળવે છે અને જ્ઞાન મેળવે છે મતલબ તે વિદ્વાન બને છે શિક્ષણ એ કોઈ એક વિષયની વસ્તુ નથી અનેક વિષયો ઉપરનું શિક્ષણ આજે દુનિયામાં ઉપલબ્ધ છે વિદ્યાર્થી પોતાને રસ રૂચી અને જ્ઞાનના ભંડાર દ્વારા જુદા જુદા પ્રકારના શિક્ષણને પ્રાપ્ત કરી શકે છે અને એ શિક્ષણ દ્વારા તમે એ પોતાના ઉત્તમ ભવિષ્યનું નિર્માણ કરી શકે છે સાઇન્સનો વિદ્યાર્થી એ એન્જિન્યર અને ડોક્ટર બની પોતાની ઉજ્જવળ કારકિર્દી બનાવી શકે છે કોમર્સનો વિદ્યાર્થી કોમર્સિયલ વિચારો તરફ આગળ વધી અર્થશાસ્ત્રનો નિષ્ણાત બની શકે છે સીએ બની શકે છે એક સારો ઉદ્યોગપતિ બની શકે છે સાથે સાથે શિક્ષણનાં બીજા આયામની વાતો કરીએ તો જેને આર્ટ્સ કહેવામાં આવે છે એ જુદા જુદા આર્ટ્સનાં વિષયો દ્વારા કલા અને સંસ્કૃતિનો ઉત્તમ સમન્વય પ્રાપ્ત કરી શકે છે અને જુદા જુદા ક્ષેત્રોમાં પોતાનું ઉત્તમ પ્રદાન કરી શકે છે જેમકે સંગીતનાં શોખ ધરાવનાર કે સંગીત વિષયની જાણનારો સંગીતનાં શિક્ષણ વિષે જાણનારો વ્યક્તિ સંગીતમાં વિષે ધ્યાન ધરાવી શકે છે વર્તમાન શિક્ષણની વ્યવસ્થા એ ઘણીજ જટિલ છે વિદ્યાર્થીઓને કોઈ એક વિષયમાં શિક્ષણ પ્રાપ્ત કરાવવા કરતાં શાળાકીય કક્ષા સુધી સાત સાત વિષયોનું જ્ઞાન એમને આપવામાં આવે છે અને આગળ ગ્રેજ્યુએશન સુધી પહોંચતા એ વિષયનું ક્રમ એક થઈ જાય છે અને એટલે શિક્ષણની આ વ્યવસ્થાનાં ભાગરૂપ જેને જે ભણવું છે એ જ ભણાવામાં આવે મતલબ કે જેનો જે વિષય હોય એ જ વિષયનું એને જ્ઞાન આપવામાં આવે તો વિદ્યાર્થી વધુ સારી રીતે ભણી શકે છે વર્તમાન સમયમાં ગ્રામીણ વિસ્તારમાં ભણતરની સ્થિતિ ખૂબ ખરાબ છે ગ્રામીણ વિસ્તારમાં શાળાઓની અંદર પૂરતા ઓરડાઓ નથી પૂરતી સુવિધાઓ નથી પૂરતા શિક્ષણનાં સાધનો નથી સાત વિદ્યા વર્ગોની સામે બે શિક્ષકો કામ કરી રહ્યા હોય છે ગણિત વિજ્ઞાનનાં શિક્ષકની જરૂરિયાત હોય તે ગુજરાતી અને હિન્દીનાં શિક્ષકો કામ કરી રહ્યા હોય છે ગ્રામીણ વિદ્યાર્થીઓ હોય છે તેમને સંગીત કલા અને રમત ગમતની એક જરા પણ તક પ્રાપ્ત થતી નથી એટલે ગ્રામીણ વિસ્તારમાંથી આવતા વિદ્યાર્થીઓની આંતરિક કૌશલ્ય શક્તિ સુદૃઢતા અને શારીરિક સ્વચ્છતા ને પ્રાપ્ત થઈ શકે તેવા કૌશલ્યો તેમના પાસેથી સરકાર પ્રાપ્ત કરી શકતી નથી આ માટે સરકારે ગ્રામીણ ક્ષેત્રનાં વિદ્યાર્થીઓ માટે વિશેષ પ્રકારનાં આયામો રમતોત્સવો ઓલોમપિક્સ ગ્રામીણ રમતઉત્સવનો આયોજન કરી અને ગામડાનાં વિદ્યાર્થીઓને ખૂબ સારું તેમનું કૌશલ્ય વિકસે અને સાથે સાથે ગામડાના વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવા માટે ઉચ્ચ કક્ષાની લાયકાતો પ્રાપ્ત કરી શકે તે માટે તેમના માટે વિશેષ આરક્ષણની વ્યવસ્થા કરવામાં આવે જેમ નવોદય અને નવોદય વિદ્યાલયોની અંદર ત્રીસ સીત્તેરનો રેશિયો રાખી અને ગ્રામીણ બાળકોને ઉચ્ચ શિક્ષણમાં આરક્ષણ આપવામાં આવે છે એવી જ રીતે ઉચ્ચ ડિગ્રીઓ ધરાવતી કોલેજોસની અંદર પણ ગામડાનાં વિદ્યાર્થીઓને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવે અને ગ્રામીણ વિસ્તારનાં ગાંધીજીના જે ખ્યાલો હતા એ પ્રમાણે બુનિયાદી શિક્ષણનો ખ્યાલ વધારી અને બાળકોને આત્મનિર્ભર બનાવવામાં આવે તો ગ્રામીણ વિસ્તારમાંથી આવતા વિદ્યાર્થીઓ માત્ર ઉચ્ચ શિક્ષણમાં નહીં પણ પોતાના પરંપરાગત વ્યવસાયોમાં પણ એટલા જ પારંગત બની અને પોતાની આજીવિકાનું ઉત્તમ એ ક્ષેત્ર પ્રાપ્ત કરી શકે એવું મારું માનવું છે આથી સરકારશ્રીએ ગ્રામીણ વિસ્તારોમાં ભણતરની સાથે સાથે કૌશલ્ય શિક્ષણને પણ વધારે વ્યાપ આપવો જોઈએ